ગામનું જીવન એટલે સાદું જીવન ગામનાં લોકોને તો બસ બે બે ટંકની રોટલી મળી જાય એ એમાં એ લોકો ખુશ હોય છે હવે આવા સાદા જીવનમાં કેટલાક લોકો ઊભા થઈ ને પોતાનું ધંધો ખોલવાનું વિચાર કરે છે તેમાં પણ તેમને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે સૌપ્રથમ તો ગામનું ઇનફ્રાસ્ટ્રક્ચર એવું છે જ નહીં કે કોઇ માણસ પોતાનો ધંધો ખોલી શકે તેમાં પણ જો કોઈ ધંધો ખોલવાનો વિચાર કરે તો તેમને પહેલાં તો જાણકારીનો અભાવ હોય છે કે કઈ જાતનો ધંધો ખોલવો ગામના લોકો માટે મોટા મોટા ધંધા તરીકે શાકભાજીની દુકાન હોય છે કરિયાણાની દુકાન હોય છે અથવા એક પાનનો ગલ્લો હોય છે હવે આટલા ધંધામાં તો એ લોકો વધારેમાં વધારે પોતાના ગામમાં જ પ્રખ્યાત થઈ શકે પછી એ લોકોને એડવર્ટાઇઝિંગ વિશે પણ કંઈ ખબર હોતી નથી કે આપણે કોઈ એડવર્ટાઇઝ કરીએ લોકોને જણાવીએ કે અમે આ ધંધો ખોલ્યો છે અમારો ધંધો જુઓ અમારા પ્રોડક્ટ લો એવું કંઈ એ લોકોને ખબર હોતી નથી એટલે વધુમાં વધુ તે તેઓ પોતાનાં ગામ સુધી પ્રખ્યાત થઈ શકે છે અથવા આજુ બાજુનાં બે ત્રણ ગામ સુધી પ્રખ્યાત થઈ શકે છે પછી પણ જો એ લોકો ધંધો ખોલવાનું ખોલવાનું વિચારે તો પહેલાં તો એ લોકોને લોન લેવી પડે કારણ કે પોતાના પાસે તો એટલા પૈસા હોય નહીં કે પોતે ધંધો ખોલી શકે એટલે તે તેમ તેઓ લોન માટે અરજી કરે છે હવે આ અરજી કરતા પહેલાં એ લોનવાળા તમને ઘણા બધા પુરાવા માંગશે એ પુરાવાઓ તમે પહેલાં તો ગામના લોકો પાસે પૂરતા પુરાવા હોતા નથી હવે એ પુરાવા બનાવો પછી લોન માટે તમે આપો એ પુરાવા આપો તમારો પૂરેપૂરા પુરાવા પુરાવાઓ અપાઈ જાય પછી પણ મહિનાઓ લાગી જાય છે કે તમારી લોન પાસ થાય ત્યાં સુધી તો ધંધો ખોલવામાં વાળા માણસનું પૂરું મનોબળ તૂટી જાય છે હવે આ મનોબળ લાવતા તેને ફરી કેટલો સમય લાગે તેથી આ જ કારણસર ઘણાં લોકો આવતા જ નથી ધંધામાં ને પછી પણ તેમને ખબર નથી હોતી કે ધંધો કરવો શું જેમ કે આપણે શહેરની વાત કરીએ તો શહેરમાં તો ઘણા બધા ધંધા હોય છે જેમકે સ્ટીલની ઇન્ડસ્ટ્રી હોય છે પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રી ગ્લાસ ઈન્ડસ્ટ્રી કોઈ ફાસ્ટફૂડની ઇન્ડસ્ટ્રી હોય છે ફ્રેન્ચાઇઝીઓ પણ હોય છે જે ગામના લોકોને ખબર નથી ગામના લોકો માટે તો ધંધો એટલે એક દુકાન ખોલી લો બસ એ દુકાનમાં બેસો તો જેટલા પૈસા આવે તે લઈને ઘરે જાઓ પરંતુ આપણે શહેરમાં જોઈએ તો શહેરમાં ફ્રેન્ચાઈઝીઓ હોય છે જેમકે આપણે કિંગ વડાપાઉં એક ફ્રેન્ચાઇઝી છે આપણે જોઈએ તો દરેક ગામમાં એક તો કિંગ વડાપાઉંની ફ્રેન્ચાઇઝી હશે જ પછી હજી એક ફૂડ મોહલ્લા કરીને એક ફાસ્ટફૂડની ફ્રેન્ચાઇઝી છે એવી ઘણી બધી ફેમસ ફ્રેન્ચાઇઝીઓ છે જે ફક્ત એક જ શહેરમાં નહીં પરંતુ પોતાની દુકાન ઘણાં બધાં શહેરમાં શહેરમાં મૂકાવીને ઘણો સારો ધંધો કરી શકે છે જેવું ગામનાં લોકોને ખબર નથી હોતી હવે આ બધા અભાવના લીધા તેઓ પૂરતો ધંધો કરી શકતા નથી પછી સરકારનો પણ ખૂબ સાથ હોતો નથી ગ્રામીણ ધંધા માટે કારણ કે આપણે જો ખેડૂતોની વાત કરીએ તો તેઓ પણ એક રીતે ધંધો જ કરતા હોય છે તો ખેડૂતોને પૂરતી એમએસપી મળતી નથી હવે એ એમએસપી માટે કદાચ ખેડૂતો પોતાનો પોતાની હડતાળ કરે તો પણ તેમનો સાથ આપવામાં આવતો નથી તો હવે આ ધંધાઓને આગળ વધારવા માટે આપણે કરવું શું જોઈએ સૌપ્રથમ તો આપણે ગામે ગામે જઈ ને તેમને તેમને પ્રભાવિત કરવા જોઈએ તેમને ઉત્સાહિત કરવા જોઈએ કે તમે ધંધો કરો તમે આગળ વધો પોતાનાં ગામનાં નામ ગામનું નામ રોશન કરો પોતાના પરિવારને સહારો આપો પછી તેમને જુદા જુદા રસ્તાઓ બતાવવા જોઈએ કે કઈ રીતે ધંધો કરી શકાય ધંધામાં ઇક્વિટી શું હોય કેટલા ટકાનું માર્જિન આપણે જે ઇન્ટરનેશનલ બજાર છે તે તેનાથી એમને પ્રભાવિત કરો પછી ઘણી બધી રીતે આપણે તેમણે સહાયતા કરી શકીએ છીએ પછી સરકારે પણ તેમને સહાય આપવો જોઈએ જે લોનની જે પ્રોસેસ છે તેને થોડી ઘટાડવી જોઈએ થોડુંક સરળ બનાવવી જોઈએ કારણ કે જો એક વ્યક્તિએ જો પાંચ મહિના પહેલાં લોન લીધી હોય ને પછી એની જે પાસ થાય ત્યાં સુધી તો તેની મનોબળ તૂટી જાય છે હવે એ મનોબળ આપણે જાળવી રાખવા માટે તેની તેની લોનની જે પ્રોસેસ છે તેને થોડીક ઓછી બનાવીએ તેમનું લોન થોડુંક સરળતાથી પાસ કરી દઈએ તો તો તેમને તેમને ધંધો કરવાનું પ્રોત્સાહન બની રહેશે પછી જો આપણે મોટી મોટી જે ધંધાની ફ્રેન્ચાઇઝીઓ છે તેમને પણ કહેવું જોઈએ કે તમે આવીને આ ગામના લોકોને પ્રોત્સાહિત કરો તેમને કહો કે ધંધો કઈ રીતે કરાય તેમને એડવર્ટાઇજિંગ કરતા શીખવાડો તેમણે બતાવો કે આવી રીતે એડવર્ટાઇજિંગ કરાય પછી ધંધાના મેળાઓ ખોલવા જોઈએ કે ઘણા બધા ઘણા બધા સાહસિકો આવે અને પોતાનો ધંધો ત્યાં મેળામાં બતાવે કે અમે આ ધંધો કરીએ છીએ અમારી આ જગ્યાએ દુકાન છે તમે આવો આ ખરીદો અમારા પ્રોડક્ટ ખરીદો એવી રીતે ઘણી ઘણી બધી રીતે આપણે તેમને સહાય કરી શકીએ છે જેથી આપણું ભારતના ગ્રામીણ ધંધા ગ્રામીણ વ્યાપાર આગળ વધે